વિડીયો કોન્ફરન્સ દ્વારા હું મારા મંતવ્ય અનુસાર જેમકે સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ મીટિંગ હોય કે કોઈપણ કાર્ય હોય કે કોઈપણ ફંકશન હોય તેના થકી હું આજે ઝૂમ મીટ ઍપ્લિકેશન મીટિંગ તેમાં લાઈવ દ્વારા અમુક મારા ફ્રેન્ડ સર્કલ તેમજ સરકારી કર્મચારી તેમજ અન્યથા વ્યક્તિ મારી સાથે જોડાઇ અને મારી પાસે જે રહેલી માહિતી બીજાના સુધી પહોંચે તેમજ કોઈ અન્યથા એવી સંસ્થા હોય જેમ કે હળવદમાં આવેલી નવજીવન વિકલાંગ સેવા સંસ્થા હળવદ તેના દ્વારા કોઈપણ કાર્ય દ્વારા જે લોકોને અ પ્રસાર પ્રસારિત માહિતી કરવી હોય તો તે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવતી હોય તો તેના થકી ઝૂમ એપ્લિકેશન આ એક તેનાથી કોન્ફરન્સ મીટિંગ પણ થઈ શકે છે અને સોશિયલ મીડિયામાં લાઈવ આપણે તે શૅરિંગ કરી અને ગુજરાતની પબ્લિક તેમજ ઇન્ડિયા અને આઉટ ઓફ કન્ટ્રીની અંદર આપણી આ જાહેરાત કરાવી શકાય છે